હા

હા કયા સીન માટે

હું જરાક મારા કપડાનું કોસ્ટ્યૂમનું કશું નકી થાય તો તમારે હું જોઈશ જો મને મળશે તો ઠીક છે બાકી તમે વ્યવસ્થા કરી આપવી પડશે હા તો કયારે છે જરા ડેટ કઈ દેજો હું અઢાર તારીખે જરા નહીં મેળ આવે તો સત્તર કે ઓગણીસ તરીકે ચેન્જીસ કરી દેજો હ હ મારે છે ને બીજા એક એડના શૂટિંગ માટે જવાનું છે એટલે અઢાર તારીખે નથી સેટીંગ થાય એમ અને અઢાર તારીખે એડની શૂટિંગ છે હું કહેતા ભૂલી ગઈ હતી એ અને એના ઘણા ટાઈમ પહેલા મેં કહી દીધું હતું એટલે જવું જરૂરી છે એમ સ્યુટેબલ ટાઈમ તો સવારનું છે સવારથી એક વાગ્યા સુધી ચાલસે ઓકે તો તમે મને જરા સ્ક્રિપ્ટ

ઓકે ઓકે